રોજિંદા જીવનમાં એક મહિલા ઘણા બધા પડકારોનો સામનો કરતી હોય છે આપણે જોઈએ તો તે બાળકો પણ સંભાળે છે તેમના ઘરે તેમના પતિની બી સારવાર કરે છે અને એમ સમાજમાં રહીને સમાજની વાતો પણ સાંભળે છે આજના જમનામાં આપણે જોઈએ તો આધુનિક યુગમાં મહિલાઓ હર એક વાતમાં આગળ છે તે ઘર સંભાળે જ છે સાથે સાથે શિક્ષણ લે છે ભણતરમાં પણ આગે છે તેમને અનામત મળે છે અને તે તેના કારણે આગળ વધી રહી છે આપણે જોઈએ તો પહેલાના યુગમાં એટલી બધી મહિલાઓ કામમાં હોતી નહોતી વ્યવસાય કાર્યમાં જોડાતી નહોતી પણ આ આજના આધુનિક યુગમાં તે બેંકમાં પણ જોવા મળે છે પોસ્ટ ઓફીસમાં પણ જોવા મળે છે તે ડ્રાઈવર તરીકે પાઈલોટ તરીકે અને હર એક ક્ષેત્રમાં તમે જોવો તો મહિલા જોવા મળે જ છે અને આપણા ભારતમાં શિક્ષણ માટે મહિલાઓને અ અનામત આપવામાં આવે છે અને બેટી બચાવો બેટી પઢાઓના કેટલા બધા કાર્યો કરવામાં આવે છે આજે મહિલાઓને સરખી તક મળતી રહે છે